ફિલ્મ કલાકાર વિષે જે પણ લખાય છે એ ઘણી વખત સાચું પણ હોય છે અને અને ઘણી વખત ફેક પણ હોય છે એમ કારણ કે તેમની સાથે જે પણ કાંઈ થાય ફેન્સના માટે જાણકાર હોવું બહુ જરૂરી છે અડધી વાર તેમને આ બધી માહિતી તેમની જાણવા માટે ફેન ફોલો કરતા હોય છે અને ન્યૂઝ તેમની સબંધિત હોય તો ફેક ન્યૂઝ પણ હોય છે અને ઘણીવાર સાચી પણ હોય છે પણ તેમના ફેન્સ તેમને ફોલો કરતા રહે છે તો ખબર પડે છે કે વાસ્તવિક પણ હોય છે અને બહુ આવશ્યક પણ હોય છે અને ઘણીવાર તે ન્યૂઝ ખોટી પણ હોય છે